જો જીવનમાં સૌથી મોટો પાઠ ભણી હોય તો એ છે કે કોઈ સ્વાર્થી લોકોની સંગત ન કરવી કોઇ જુઠ્ઠા માણસોનો સંગત ન કરવી એવી વ્યક્તિઓથી દૂર રહેવું કે જે આપણને તકલીફ પહોંચાડે જે આપણા દુઃખમાં આપણને કામ ન આવી શેકે એમનાં દુઃખના સમયે ભલે આપણે એમને ગમે એટલી મદદ કરીએ આપણે જ્યારે જરુર હોય ને ત્યારે વ્યક્તિ ખસી જાય છે અથવા તો આપણાં દુઃખ ઉપર જ્યારે એ હસવાનું ચાલું કરે છે ને એ પાઠ ખૂબ જ મારા મગજ ઉપર અસર થઈ ગઈ મારા જીવન ઉપર અસર થઈ ગઈ અને મને ખૂબ જ દુઃખ લાગ્યું એવી વ્યક્તિનો મારે એવી વ્યક્તિ સાથે મારે રહેવાનું મારું થયું કે જે તદ્દન જુઠ્ઠી છે તદ્દન ખોટી છે અને એ કેટલાં ગંદા અને ખોટાં કામ કરી રહી છે છતાં એવી વ્યક્તિઓથી દૂર રહેવું સારું એવી વ્યક્તિઓની બહુ સંગત કરવી નહીં એવી વ્યક્તિઓથી આપણે સ બગાડવું પણ નહીં અને સંબંધો વધારવા પણ નહીં અને સંબંધો બગાડવા નહીં એ ખૂબ જ જરૂરી છે એવા લોકોનો સાથ સંગત છોડી દેવો જોઇએ